હલો હા કેમ છો હં હા હું અહીંયા કયારની બેઠી છું પ્લેટફોર્મ પર હવે મને સુરત જવાનું છે ને મારી ટ્રેન બે કલાક લેટ છે એટલે મને પ્લેટફોર્મ પર બેસી રહેવું પડે એવું છે હા હા હા હા અને પહેલાં તો કેવાં બધાં વોશરૂમ એ પણ બધાં જ બહું જ ગંદાને એ બધુ રહેતુ હતું હવે તો આ બધાં વોશરૂમ એ બધાં બી બહુ સ્વચ્છ અને સરસ થઈ ગયાં છે એટલે હવે આપણને એ પણ અગવડ નથી પડતી નહીંતર પહેલાં તો આપણને કંઈ જવું પડતું તો આમ બહુ જ ગંદુ લાગતું હતું હવે એ પણ બધું સારું છે હા સારું સફાઈનું કામ બી સારું છે પહેલાં તો બધું એસ્કેલેટર બી હવે થઈ ગઈ છે એ પણ બહું સારું છે પહેલાં તો બધાં ઘરડાં માણસોને બિચારા મારા સાસુ સસરાને એ લોકોને લઈને આવતી તો બિચારાને એ લોકોને પગથિયાં ચડવા પડતાં તો બહુ જ અધરું પડતુ હતું હવે તો એસ્કેલેટર થઈ ગઈ છે તો એ પણ સરસ સુવિધા થઈ ગઈ છે બહુ સારું અમદાવાદનું ડેવલોપમેન્ટ બહુ સરસ થઈ ગયું છે હવે હા પહોંચી જઈએ હા મેઈન તો એ છે સુતાં સુતાં તમે જઈ શકો એટલે બહુ શાંતિ લાગે આપણે તો ઊંઘ પણ થઈ જાય આપણી સરસ સરસ છે આ બધી વંદે ભારત ને શતાબ્દી ને બધી તેજસ ને કેટલી સરસ બધી ટ્રેનો બી એટલી સરસ સુવિધાઓ થઈ ગઈ છે ને કે આપણને વાંધો નથી આવતો હવે હા ખાઓ પીઓ ને જલસા કરો હવે આરામથી જર્ની નીકળી જાય ખબર ના પડે સાચી વાત છે તમે કઈ બાજુ જાવ છો અચ્છા હું સુરત જાઉ છું ઓકે ઓકે ચલો મળશું ત્યારે ઓકે ઓકે ચલો બાય